હા મેં વોઇસ ટુ ટેક્સ સર્વિસનો ઉપયોગ કરેલ છે અલગ અલગ વૉટસએપ ચેટ વૉટસએપમાં પણ વોઇસ ટુ ટેક્સ મેસેજ બોલીને ટેક્સ કરેલો છે આ ઉપરાંત પણ જુદા જુદા અહેવાલ લેખન માટે પણ વોઇસ ટુ ટેક્સનો ઉપયોગ કરેલ છે લખ્યા કરતાં બોલીને ફટાફટ આપણે અહેવાલ લેખન કરી શકાય છે અને આપણું કામ ઝડપથી પતી જાય છે